હેલ્લો હા ઓલામાંથી બોલો છો હા મારે કેબ બુક કરવાની છે હા કેટલા ટાઇપની તમારી પાસે કેબ છે હા કઈ કઈ બરોબર હા તો મારી ફેમિલી માટે બુક કરવાની છે મોટી કેબ હા અમદાવાદથી આણંદ માટે હા સારુ કેટલા પૈસા થશે પાંચ હજાર બરોબર કેટલા વાગે આઠ વાગે સારું સારું હા હા હા છ જણા છે સારુ હા બુક કરી દો હા કાલે સવારે આઠ વાગે તમે આવી જજો હા ઓકે થેંક્યું